હેલ્લો હા નવજીવન હોટેલમાંથી બોલો છો હા તો નવજીવનના હોટેલના મેનેજર બોલો છો કે પછી એમના રીસેપ્શન ઉપર કોઈ બેસે છે તે કોઈ હા તો મેડમ હું પ્રિયંકા ચો અ પ્રિયંકા ઠાકુર બોલું છું હા તો મેડમ અમે તમારી હોટેલમાં જમવા માટે અમારી ફેમેલી સાથે આવ્યા હતા અ બે ત્રણ દિવસ પહેલાં જ આવ્યા હતા અ મારું એ કામ હતું કે અમારું જે બિલ પે અમે કર્યું એ પાંચસો રૂપિયાનું થયું હતું પરંતુ ભૂલનાં કારણે પાંચ હજાર થઇ ગયું છે એમાં હું અને મારી ફેમેલી સાથે બન્ને જણાં જ હતાં બેન બંને ફેમેલી હતી હા હું જોઈને પછી તમને ચોક્કસ કહું છું બિલ તો પડ્યું જ હશે મારી જોડે સારું તો હું તમને હમણાં જ બિલ પે વોટ્સઅપ ઉપર મોકલું છું તો તમે એની ચકાસણી કરીને મને કોલ કરજો ને તરત હા તો અમે તમારી હોટેલમાં આવ્યા ત્યાંની અમને વ્યવસ્થા ખૂબ જ સારી લાગી ત્યાંનું ડેકોરેશન ત્યાંના ટેબલ તેમાં બેસવાની જગ્યા ખૂબ જ સરસ હતી ના અમને તમારા વેટર તરફથી એવી કોઈ જ તકલીફ થઇ ન હતી પરંતુ મેં તમારી હોટેલનું બેકગ્રાઉન્ડ તેની આસપાસની જગ્યાએ બધું અમને બહુ સરસ જ ગમ્યું હા એમાં અમે ઘણી બધી વાનગીઓ હતી જે મારી ફેમેલીને મનપસંદ હતી એ બધી જ ઓડર કરી હતી અને ત્યાંનું ખાવાનું પણ બહું બેસ્ટ અને સ્વાદિષ્ટ હતું ના ના અમને એવી કોઈ જ પણ પ્રકારની મુશ્કેલી નથી થઈ હા તો આટલી તકલીફ અમારા માટે કરજો ને અમે તમારી હોટેલમાં રેગ્યુલર કસ્ટમર છીએ હા હું મારા બેંક ખાતામાં જોઈ અને બેંક બેલેન્સમાં જોઈ ને પછી તમને રિપ્લાય આપું છું બે મિનીટ માટે હં હા તો મારે મેસેજ આવી ગયો છે હં ના ના અમને બીજી એવી કોઈ જ તકલીફ નથી સારું તમારી હોટેલની વ્યવસ્થા બધી અમને ખૂબ જ સારી ગમી છે અને અમે ત્યાં પણ ફરીવાર બીજી વાર જમવા માટે આવીશું એ હા